ગુજરાતના નવરાશના વિવિધ વિકલ્પોની આજે આપણે વાત કરીએ તો ત્રણ પ્રકારના છે એક તો આપણે શોપિંગ મોલ લઈ લો ખાવા પીવાની જગ્યાની વાત લઈ લો અને બીજી હરવા ફરવાની વાત લઈ લો તો એમની ઉપર આપણે વધારે ચર્ચા કરીએ તો હરવા ફરવાની વાતથી આપણે શરું કરીએ તો હરવા ફરવાની બાબતોમાં આપણે જોડે છે કે ભઇ લો ગાર્ડન છે લો ગાર્ડનમાં તમને હિંચકાઓ પણ મળી રહે બાળકો માટે લપસણીઓ મળી રહે અને થોડાંક ઉમરલાયક લોકો માટે ભાગવા માટે જગ્યા પણ છે ત્યાં જોગિંગ કરી લો તમે ત્યાં ત્યાં આગળ પછી આપણે મોલની વાત કરીએ તો મોલોમાં સૌથી પ્રખ્યાત અહીંયા છે પલેડિયમ મોલ છે આલ્ફા વન મોલ છે અને આ સૌથી મોટા મોલ છે અત્યારે બન્યા છે અને આપણા જે નવા જનરેશનના યુવકો છે ત્યાં જવાનું પ્રીફર કરે છે અને જેમ કે આપણે ખાવા પીવાની વાતમાં ઉતરીએ આજે તો ખાવા પીવાની જગ્યામાં સૌથી પ્રખ્યાત આજને ટાઈમે ગુજરાતમાં જગ્યા હશે આપણે ત્યાં તો એ બે છે એ ખાઉ ગલી છે અને એક છે આપણાં માણેક ચોક માણેક ચોકમાં તમને જાઓ તો તમને શાકાહારી ભોજન મળી રહે અને તમને માંસાહારી ખાવું હોય તો તમે ખાઉગલીમાં આવો જે મિર્ઝાપૂરમાં છે સ્થિત અને તમે બીજી વાત લઈ લો કે રાત્રે ફરવા નીકળવું છે તો રિવરફ્રન્ટથી સૌથી સુંદર જગ્યા આપણાં અમદાવાદમાં બીજી કોઈ નહીં